ગુજરાત રાજ્યની અંદર સરકાર શિક્ષણ તરફી ઘણી ઉત્તમ સુધારા તરફ આયોજન કર્યા છે જેમાં ખાસ કરીને કન્યા કેળવણી છે મફત શિક્ષણ યોજનાઓ છે અને એવા બીજા ઘણા જે છથી ચૌદ વર્ષનાં બાળકો માટેની ઘણી યોજનાઓ ચાલે છે એની અંદર બાળકોને મફત શિક્ષણ દેવું કન્યાઓને પણ મફત શિક્ષણની પેલી યોજ યોજનાઓ જોડાયેલી છે એવી રીતે શિક્ષણમાં જેમકે ઘણો ધરખમ સુધારો કરવામાં આવ્યો છે અને પ્રાથમિક શિક્ષણ તો ફરજિયાત કરવામાં આવેલું છે જે પૈકી એમ કે આરટીઈ તરફ કર તરીકે મફત શિક્ષણ યોજનામાં બાળકોને એકથી સાત કે આઠ ધોરણ સુધી મફત શિક્ષણ આપવાની પણ યોજના છે અને જેની અંદર અલગ અલગ ખાનગી સ્કૂલમાં પણ તેમને સમાવેશ કરવામાં આવે છે અને સરકાર તેને બધી સુવિધા પૂરી પાડે છે તેવી રીતે કન્યા કેળવણીમાં પણ સરકાર એકદમ અ ગતિશીલ છે અને ખાસ કરીને ગામડાઓમાંથી જે કન્યાઓ શહેર તરફ આવતી હોય છે તેમને એસટીની અંદર મફત મુસાફરીની સુવિધા પણ ઉપ આપવામાં આવેલી છે અને એ રીતે શિક્ષણની તરફે સરકારનો અભિગમ એકદમ સરસ અને સુધારા તરફી છે તેવી જ રીતે આરોગ્યની સંભાળ માટે પણ સરકાર ઘણી રીતે અત્યારે એ દેખભાળ રાખે છે એમાં ખાસ કરીને છ થી ચૌદ વર્ષનાં બાળકો પાંચથી ચૌદ વર્ષનાં બાળકોને આંખોની તેમજ તેનાં શરીરનાં માટેના દરેક અવયવોની અવારનવાર એમ કે સંભાળ લેવામાં આવે છે અને આરોગ્ય તરફ એની તપાસ કરવામાં આવે છે અને છ છ મહિને એમ કે એના સરકાર તરફથી તંત્ર દ્વારા બાળકોની તપાસ યોજવામાં આવે છે એમાં ખાસ કરીને કોઈ આંખોના કે રોગો હોય તો સરકાર તરફથી તેને આરોગ્ય માટે આંખોની ચકાસણી કરી અને બહાર મોકલવાનું થતું હોય તો ત્યાં પણ તેને સરકાર તરફથી મોકલવામાં આવે છે જેવા બીજા એના રોગો હોય બાળકોમાં ખાસ કરીને વાળને લઈને લગતા હોય હ્રદયને લગતા હોય આના માટે પણ સરકાર એકદમ સંભાળ રાખે છે અને તેવાં બાળકોને શિક્ષક તેમજ વાલીઓ સાથે બહાર જ્યારે જરુર વધારે જરૂરની તપાસની જરૂર હોય તો મોકલવામાં આવે છે અને તેમનું ઉકેલ લાવવામાં આવે છે એવી જ રીતે આપણાં ગુજરાત સરકારમાં અર્થતંત્ર માટે પણ ઘણી નીતિઓ તેમણે સંભાળી છે જેમાં ખાસ કરીને અર્થતંત્રને ગતિશીલ કરવા માટે થઈ અને રાજ્ય સરકાર તરફથી ઘણા એવા સિંચાઈને લગતા આખા મુદ્દાઓ પેલા કરવામાં આવેલા છે અને અ રસ્તાઓ અને નહેરોનાં કામો પણ ઘણાં કરવામાં આવે છે અને જેમાં સરકારે ઘણી પ્રાથમિકતા આપેલી છે આવા ઘણાં રોડનાં અને રસ્તાનાં કામો તેમજ ગામડાંની અંદર પણ એમણે પોતાની એક યોજનાઓ બહાર પાડી અને દરેક ગામને અમુક ફંડ ફાળવવામાં આવે છે તેને કારણે દરેક ગામના પ્રાથમિક પ્રશ્નો હોય તેનો ત્યાં નિકાલ કરવામાં આવે છે ખાસ કરીને પંચાયત ઘર છે તેવા બીજા ઘણા પેલા હોય છે પ્રાથમિક શાળાઓના રૂમો છે એ બધુ સરકાર તરફથી કરવામાં આવી રહ્યું છે અને અર્થતંત્ર માટે ખાસ કરીને જ્યારે માર્કેટિંગ યાર્ડમાં અમુક જણસો છે તેનું પણ મોકલવા કોઈ કરવામાં આવે છે અને એના કારણે અર્થતંત્ર આખું ગતિશીલ બને છે ખાસ કરીને રોડ રસ્તાઓ ઉપર ટોલનાકાઓ કરવામાં આવ્યા છે જેને કારણે સરકારને અર્થતંત્રમાં પણ ફાયદો થાય છે તેવી જ રીતે જીએસટી અને તેનું જે કલેક્સન થાય છે તેમાં પણ સરકારને ફાયદો મળે છે બીજા ઘણા આરોગ્યને લગતા અને વહીવટને લગતા પ્રશ્નો હોય છે એમાં પણ સરકાર પોતાની રીતે આવક ઊભી કરતી હોય છે અને આ રીતે અર્થતંત્ર પણ ગતિશીલ રહે છે ખાસ કરીને વેપારીઓ તરફથી તેમજ ઇન્કમટેક્સ અને આવા જે વધારાના સેન્ટ્રલ ગવર્મેન્ટના કાર્યક્રમો હોય તેમાંથી પણ સ રાજ્ય સરકારને અમુક પ્રકારની ફી પેલી મળતી હોય છે તેને કારણે અર્થતંત્ર પણ મજબૂત બને છે